હા બોલો સર પર આપકા નામ કયા હે

હા બોલો બોલો

અચ્છા

એટલે તમે કોઈ કશા ફ્રેન્ડ સર્કલ સાથે છો કે એકલા છો કઈ રીતે છો ફેમલી સાથે અચ્છા એકલા છો તમે અચ્છા તો તમને બસથી ટ્રાવેલ કરવાનું ફાવશે એકઝેટ હમણાં તમે કઈ લોકેસન પર સો જે સુરતમાં કઈ લોકેસન પર છો તમે અચ્છા એટલે તમે અલથાણ બાજુ છો બરાબર ને હા તો કંઈ નહીં ત્યાંથી તમને જો તમે છે ને ત્યાંથી વી આર મોલ કે એવું કશાની છે ને બસ તમે કરાવી શકો છો અથવા તો તમે ટેક્સી કરાવો તમારી પાસે બજેટ હોય તમે ટેક્સી કરાવી શકો છો કાં તો આ રેપીડો પણ તમે કરો પણ તમે કહો છો તમારી પાસે સામાન બહુ બધો છે વધારે છે સામાન એટલે તમે હજુ બસ પ્રિફર કરો ને તો હજુ સારું રહે તમારા માટે કારણ કે બસમાં કેવું એક સ્ટેન્ડ પર તમે મૂકી શકો છો તમે ને કારમાં પણ મૂકી શકો છો અગર તમારે રેન્ટ એટલું નહીં આપવું હોય તમારા પાસે બસ છે ઓપ્શનમાં તો તમે ડુમ્મસ જવા માટે તમારે અહીંયા અલથાણથી જે વીઆર મોલ સુધી જાય ને તે તમારે બસ પકડવી પળશે એટલે તમે ત્યાં તમે ત્યાં જશો ને એટલે તમે એને કહેજો કે મારે છે ને અહીંયાથી ડુમ્મસ જવાનું છે તે હિસાબે મને બસનો નંબર કહો કારણ કે આમે કેટલી બસ ફરતી હોય એવી રીતના એટલે મને ખબર નથી બસ વિષે એટલું ખાસ કારણ કે હુ એટલો ટ્રાવેલ બસમાં કરતો નથી ને તમે ત્યાં જઇને જશો ને એમને કહેશો ને તો તમને બરાબર ઇન્ફૉ આપશે કે કેવી રીતના જવાનું છે શું છે બરાબર આમ તો મેં તમને ઇન્ફૉ કરેલા જ છે કે તમે અહીંયા જાઓ અહીંયાથી તમે અઠવા ગેટથી તમે અલથાણથી તમે અહીંયાની વી આર મોલની તમે બસ પકડો પછી ત્યાંથી તમે વીઆર વી આર મોલથી ડુમસની બસ પકડો એટલે તમે ત્યાં પહોંચી જશો હવે ત્યાં એક ફરવા માટે એક સાઈ તા એક સાઈ બાબાનું મંદિર પણ છે ત્યાં તમારે જવું હોય તો